હા હવે કોઈ પણ વેપાર શરુ કરવો હોય જીવન નિર્વહન માટે આવક માટે રોજી માટે એટલે તમે શરૂઆત કરો નાના નાના ગામડામાં જઈને સામાન્ય વસ્તુ એવી વેચીને ખાવાની નાના નાના પડીકાઓ છે ચવાણાનાં છે શક્કરપારાનાં છે નાના એવા બાળકોનાં કપડાં છે રેડીમેડ તમે પોટલું લઈને બગલમાં ભરાવીને જાઓ એટલે વેપારમાં એવું કહેવાય છે કે કેહવત છે કે વે પાર એનો કોઈ પણ પાર નહીં એટલે શું છે કે તમે શરૂઆત કરો નાની નાની વસ્તુઓથી હવે તમને કોઈ ગ્રાઉન્ડ જોઈએ હવે ગ્રાઉન્ડમાં શું છે કે તમે કોઈ તમારી દુકાન હોય નહીં કોઈ સ્થળ હોય નહીં તમારે કઈ રીતે વેચાણ કરવું એટલે તમે ફેરિયાથી ફકીરીયાની જેમ ફરી અને લોકોની વચ્ચે જઈને કોઈ નાનાં નાનાં ગામડાં હોય ત્યાં જઈને કોઈ ઝાડ નીચે હોય કોઈ એવું સ્થળ હોય કોઈનો ઓટલો હોય કોઈનો ઘરનો છાંયડો હોય ગેલેરીનો ત્યાં તમે બેસીને લોકોને જાણ કરો અને લોકોને આપણો શું મળતાવડો સ્વભાવ હોય તમે પ્રેમાળ સ સ્વભાવ તમારો હોય બધાને જાણ કરો કે ભાઈ આ વસ્તુ સારી છે અને વ્યાજબી ભાવમાં છે અને ટકાઉ પણ છે એટલે લોકોને શું રસ જાગે અને લોકોને શું દૂર જવું ના પડે હેરાન થવું ના પડે અને વસ્તુ ઇઝી અવેલેબલ મળે એટલે લોકો શું આપણી તરફ આકર્ષાય એટલે શું ગ્રામ્ય વિસ્તારમાં આ રીતનું તમે સાહસ કરો એટલે તમને શું છે કે તમારા ધંધા વ્યાપારમાં ધીરે ધીરે તમારો વિસ્તાર થાય અને તમને સફળતા મળે